અમારા વિસ્તારમાં કેટલીક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચાલે છે તેમાં ખાસ કરીને શાસ્ત્રીય સંગીત ભારત નાટ્યમ કથક નૃત્ય ગિટાર વાદન વગેરે પ્રવૃત્તિઓ ચાલે છે વાલીઓ એટલાં જાગૃત છે કે શિક્ષણ ઉપરાંત બાળકને કોઈપણ એક વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રસ લેતાં કરે છે ભારતની વિવિધતામાં એકતા આમાં જોવા મળે છે